આપણા હિન્દુ ધર્મમાં રંગોળીને ખૂબ જ મહત્ત્વમાં આયું મહત્ત્વ આપવામાં આવ્યું છે ને દિવાળીમાં આપણે રંગો રંગોળી કરીએ છીએ અને ઘરને સજાવીએ છીએ તેવી જ રીતે સૂર્યને પાણી પણ આપણે અર્પણ કરીએ છીએ અને મંદિરે જઈને પૂજા પાઠ કરીએ છીએ કપાળ પર કુમકુમને લગાવીએ છીએ પવિત્ર દોરો પહેરીએ છીએ મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ તો આપણા હિન્દુ ધર્મમાં આપણી સંસ્કૃતિમાં હિન્દુ ધર્મને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે તો આપણે એઇના આપણે આપણે જો મંદિરે જઈએ અને આ બધું કાર્ય કરીએ આપણો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે છે અને આપણા બાળકો પણ એ જોઈને આ બધું શીખે છે તેના માટે આપણા આપણે ઘરમાં પણ આપણે સંસ્કૃતિને યથાવત્ રાખવા માટે આપણે ઘરે રંગોળી કરવી જોઈએ સૂર્યને દરરોજ પાણી અર્પણ કરવું જોઈએ કપાળ પર કુમકુમ કરવું પડે દીવાબત્તી કરવા જોઈએ અને પવિત્ર દોરો છે તે બ્રાહ્મણના હાથે પહેરાવો જોઈએ અને મંદિરમાં જઈને દરરોજ પૂજા કરવી જોઈએ વાર ઉપવાસ પણ કરવા જોએ વાર ઉપવાસ જો આપણે કરીએ છીએ તો આપણાં આપણાં બાળકો પણ આપણું જોઈને એ જ શીખે છે તો એના હિસાબથી આપણાં બાળકોમાં પણ એ સંસ્કાર જળવાઈ રહે છે અને એ આગલી પેઢીના પ પછીની પેઢી એ સંસ્કૃતિને જળવાઈ રાખે છે એના માટે આપણે સાંસ્કૃતિક હિસ્સો પણ બનવું જોઈએ માટે આપણા સમાજમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક જળવાઈ રહે છે